ગુજરાતમાં તો સોથી લોકપ્રિય અને બધાને જ ગમે એવું બધાને જ આકર્ષિત થાય એવું યુવાનોથી લઈને મોટા બાળકોથી લઈને નાના બાળકો સુધી બધાને જ ગમે વૃદ્ધોને પણ ગમે એ છે ગરબા અને હવે તો ગરબાની અંદર બી ઘણી બધી વિવિધતા આવી છે જેમ કે ગરબામાં પણ ઘણા ઘણા પ્રકાર નવા આવી રયા છે ગરબા પછી દાંડિયા છે દાંડિયાની અંદર બી દાંડિયા રાસ ગરબા છે સો એવી રીતે ઘણા અલગ અલગ ગરબા છે સો પ્રાચીન તમે કહેશો જે નૃત્ય છે જે લોકનૃત્ય છે એમ તો એની અંદર ગરબા છે ગરબાની અંદર પણ ઘણા બધા પ્રકાર તમને જોવા મળશે જેમ કે પ્રાચીન ગરબા તો પ્રાચીન ગરબામાં એવું હોય છે એમ કે માથા પર માટલી મૂકીને એની ઉપર દીવો પ્રગટેલો હોય છે અને મહિલાઓ પોતે ગીતો ગાય છે ગરબા ગાય છે અને પછી ગરબા રમતી હોય છે તો એ એક બહુ પ્રાચીન છે જે શેરીગરબા તમે કહી શકો તો શેરીઓમાં ગરબા ગવાય છે અને રમાય છે માતાજીની માટલી વચ્ચે મૂકી હોય છે અને આજુબાજુ બધી મહિલાઓ ગરબે ઝૂમતી હોય છે ખેલૈયાઓ તમને જોવા મળે છે અને આધુનિક ગરબામાં તમે જોશો તો ઘણો ફરક પડી ગયો છે આધુનિક ગરબાની અંદર હવે તો લોકો મોઢે ગીતો ગાતા નથી અને સ્પીકરની અંદર ગરબા મૂકતા હોય છે અને એ સ્પીકર પર ગરબાના તાલે ઝુમતા હોય છે તો હવે ઘણો ફરક આવી ગયો છે એમ અને હવે તો દોડે આવી ગયા છે દોડ્યાની અંદર ત્રણ સ ત્રણ તાળીનાથી લઈને ઘણા તાળીના સ્ટેપના હોય છે જેની અંદર ચાર છો આઠ બાર એકાવન ઘણી વાર તો સોની ઉપર પણ હોય છે અને તમે જોશો તો એ દોડ્યાની અંદર તમે પ્રોપ્સ બી યુઝ કરી શકો છો રાસ ગરબા ની અંદર જેમ કે દાંડિયાનો ઉપયોગ કરવામાં આવે છે પછી કોઈ વાર છત્રીનો ઉપયોગ કરે છે માટલીનો ઉપયોગ કરે છે તો એવા બધા ઘણા બધા પ્રોપ્સ પણ તમે સાથે લઈ શકો છો ખેલૈયાઓ ખૂબ જ સુંદર સુંદર મજાનાં કેડિયા અને ચણિયા ચોરી પહેરે છે એ જે ગરબાનો ખાસ અને મુખ્ય પોષાક અને પહેરવેશ છે કે જેની અંદર ખેલૈયાઓ પહેરે છે અને બહુ જ મજા આવે છે એમ શેરીઓમાં બધી જગ્યાએ ગરબાના કોમ્પિટિશન થાય છે અને એ પ્રતિયોગીતાની વચ્ચે જે જીતે છે તેને ઈનામો પણ મરે છે તો આ એક બહુ મસ્ત મજાનો ઉત્સવ હોય છે નવ દિવસના આ ગરબા હોય છે નવરાત્રિના નવ દિવસ આવે છે તો આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવે નવ દિવસ ખેલૈયાઓ ગરબા રમે છે ગુજરાતની અંદર તો આ બહુ જ લોકપ્રિય છે એમ હવે તો આજ ગરબા અર્વાચીન ગરબા જે છે તે પણ હવે ગુજરાતની બહાર પણ બધી જગ્યાએ રમાય છે લોકો એને પસંદ કરે છે પહેલાંના જમાનામાં માતાજી ના માટે આ ગરબા ગવાતા હતા માતાજીની આરાધના માટે માતાજીની આરતી માતાજીની પૂજા માટે આ ગરબા અને લોકનૃત્ય કરાતા હતા તમે જોશો તો આદિવાસીની અંદર પણ આદિવાસી લોકનૃત્ય હોય છે એમાં પણ એક પ્રકારનો ગરબો હોય છે જેમાં એ લોકો દાંગે નૃત્ય કરતા હોય છે માતાજીને રિઝવતા હોય છે એમ એવા અર્વાચીન ગરબાને લોકનૃત્ય આખો અલગ હોય છે જેની અંદર એ લોકો પર્યાવરણને અનુરૂપ પ્રોપ્સને બધુ પહેરતા હોય છે એમ જ્યારે શહેર અને સિટીમાં અને આજના થોડા આધુનિકમાં થોડા વેસ્ટર્ન કલ્ચરને પણ અનુરૂપ એ ગરબા હવે હવે આવી રહ્યા છે જેની અંદર તમને ફિલ્મોના ગીતો પણ જોવા મળશે સો આધુનિકમાં બીજું તો કેવું છે કે જન્માષ્ટમી પણ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ફેમસ છે એમ ગુજરાતની અંદર જેની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનો જનમ થયો હતો અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે જે ઉત્સવને માહોલ હોય છે મટકી ફોડ હોય છે અને એની અંદર પણ અમે રાસ ગરબા ને બધું જ રમીએ છીએ એમાં શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલાઓ છે કે ગોપીઓ સાથે કેવી રીતે નટખટ અદાઓથી ભગવાન બધા જે નટખટ ક્રિયાઓ કરતા હતા જેના જીવનચરિત્ર છે એ બધું આખું રજૂ કરવામાં આવે છે નાના નાના બાળકો શ્રી ક્રૃશ્ન ભગવાન બનતા હોય છે જેને આપણે બાલ લલ્લા પણ કહીએ સો એ બહુ જ વસ્તુ આનંદ આનંદમય છે અને રાત્રે બાર વાગે ભગવાનનો જનમ થાય છે કેમ કે દ્વારકા નગરી જે છે એ ગુજરાતની અંદર આવી છે તો જન્માષ્ટમી ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી થાય છે શાસ્ત્રિય નૃત્યમાં તમે જોસો તો ગુજરાતની અંદર નૃત્ય અર્વાચીન ગરબાથી લઈને ઘણું બધું છે જે થાય છે જે સોમનાથ મંદિરની અંદર બધા ગરબા અને એની રજૂઆત ખાસ્સા એવા લેવલ પર થાય છે ત્યાં બધા ઘણા બધા સંખ્યામાં દર્શકો આવે છે અને એ ગુજરાતની જે બી પ્રતિષ્ઠા અને જે કલ્ચર છે એ બતાવામાં આવે છે